આમ તો મને ઘરની બહાર ઘણી પ્ર બધી પ્રવૃતિઓ ગમે છે પણ મને ગરમીમાં સાઇકલ ચલાવવી ગમે છે મેં અનેક વાર ટ્રેકિંગ પણ કર્યું છે કુદરત સાથે જોડાવા માટે બંને જર્જરિત પ્રવૃત્તિઓ આનંદકારક છે